હા મને અને મારા બાળકોને પણ હુ બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરવા માટે હું તેમને કહીશ કારણ કે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દીના લાભો પણ ઘણા રહેલા હોય છે માટે મને બેન્કિંગ ક્ષેત્રમાં અને મારા બાળકોને પણ હુ જણાવીશ કે બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરવી એ ખૂબ જ સારી વાત છે અને તેમાં તકો પણ ઘણી રહેલી હોય છે માટે હું બેંક બેંકમાં બેન્કિંગ ક્ષેત્રની અંદર કારકિર્દી પસંદ કરવા માટે મારા બાળકોને પણ હું કહીશ